આપણે બધા જાણીએ છીએ કે બાળમજૂરી એ ભારતની ઘણીબધી સમસ્યાઓ પૈકીની એક મોટી સમસ્યા રહી છે સામાન્ય રીતે ગ્રામીણ પ્રદેશમાંથી લઈને શહેરી વિસ્તારોમાં મારે રહેવાનું થયું અને ત્યાં મેં જે નિરીક્ષણ કર્યું છે એના અનુસંધાને બાળમજૂરીની જે સમસ્યાઓ છે એનાં ઉપર કેટલાક અભિપ્રાયો આપવાનું હું પસંદ કરીશ આપણે ત્યાં ખાસ કરીને ભારતનાં બંધારણ મુજબની જોગવાઈઓ છે કે ઝીરોથી ચૌદ વર્ષના બાળકોને પ્રાથમિક શિક્ષણ મફત મળવું જોઈએ અને જે પુખ્તવયનાં નથી તેવા તમામ લોકોને ભારે કામો કરવા પર પ્રતિબંધ લગાવામાં આવશે બીજી બાજુ ભારતનાં બંધારણમાં સામેલ કરવામાં આવેલા અધિકાર પછી પણ આપણે જોઈએ છે કે ઠેર ઠેર કેટલીક ફેક્ટરીસમાં ને કેટલીક જગ્યાએ બાળમજૂરી કરતાં લોકો બાળકો પણ આપણને જોવા મળે છે તો એનું મુખ્ય કારણ મારી દૃષ્ટિએ એ છે કે ભારતમાં સતત વધતી જતી વસ્તીનો વધારો અને એની સામે કંઈક અંશે રોજગારી અને નોકરીઓ મેળવવાની અછત આ બન્ને પરિસ્થિતિ કંઈક અંશે જવાબદાર છે ત્રીજી બાબત એ પણ કહી શકાય કે શિક્ષણથી વંચિત અને ખાસ કરીને જે શિક્ષણથી વંચિત છે એવા પરિવારનાં જે બાળકો છે એવા જે વાલીઓ છે એ પોતાના બાળકોને કુમળી વયે કંઈક અંશે આવા પ્રકારનાં કામોમાં જોડવાનું પસંદ કરે છે એવું ચોક્કસપણે કહી શકાય બાળમજૂરીને રોકવાના સંદર્ભમાં જો સમગ્ર સમાજ હત તા આપણે મોટા પાયે આપણે ત્યાં મોટા ભાગે એવા પ્રકારની મેન્ટાલીટી છે કે સરકાર પ્રયત્ન કરે અને એ પ્રયત્નથી કંઈક અંશે આપણે બધાજ પ્રકારનાં સારા પરિણામો મેળવી લઈએ પરંતુ વ્યક્તિગત રીતે હું એવું ચોક્કસપણે માનું છું કે બાળમજૂરીને રોકી શકાય એ રોકવાની જવાબદારી માટે સરકાર કાયદા ઘડે એનું ઇમ્પલીમેટેશન એનું અમલીકરણ કરવાનું આપણે પ્રયત્ન કરીએ બીજી બાજુ દરેક વાલી પોતે જ ક્યાંક પોતાની ફરજ સમજીને પોતાના કુમળી વયના બાળકોને જેને ભણાવાનો સમય છે રમવાનો સમય છે એવા બાળકોને ક્યાંક ભણવા અને રમવાથી રોકીને એ જો બાળમજૂરી બાળમજૂરીમાં રો જોડવાનું પ્રયત્ન કરશે તો સીધી વાત છેકે એ લાંબા ગાળે એ બાળકનાં ભાવિ જીવન માટે એક હિતકારક નહીં હોય ઘણું નુકસાનકારક હશે કારણ કે એની ઉંમર મુજબ એનો શારીરિક વિકાસ થયો હશે અને એની સંપૂર્ણ શારીરિક ક્ષમતા ન હોય અને એને કેટલાક કેટલાક પ્રકારનાં કામોમાં જોડવામાં આવે ત્યારે એને શરીરશ્રમ વધે અને એના કારણે આપણે કહી શકીએ કે એને ભવિષ્યમાં કેટલા કેટલાક પ્રકારનાં શારીરિક રોગો શારીરિક મુશ્કેલીઓ ઊભી થવાની શક્યતાઓ છે ખાસ કરીને શહેરી વિસ્તારમાં જે બાળકો છે એ બાળકોને કંઈક અંશે જુદી જુદી ફેક્ટરીમાં કામ કરવામાં જોડવામાં આવે છે મેં એક સુપ્રીમ કોર્ટનાં એક ચુકાદાના સંદર્ભમાં દક્ષિણ ભારતનાં એક રાજ્યના સંદર્ભમાં વાંચ્યું હતું કે ત્યાં રાજ્ય સરકાર ભારત સરકારનાં એવા પ્રકારનો કાયદો હતો કે જોખમી કામો બાળકોને ન જોડવા પરંતુ વાલીઓ અને વાલીઓ એવા બાળકોને ક્યાંક ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં જોડતા ભારત સરકારના અધિકારીઓ એના અંતર્ગત તપાસ કરતાં એમની ધરપકડ કરતાં ફરી પછી પ્રોસેસનાં અંતે એ બાળકો છૂટી જતાં ફરી પાછા ફરી એજ બાળકો ફરી એ ફેક્ટરીમાં ફટાકડાની ફેક્ટરીમાં કામ કરતાં આપણે કોર્ટોએ પોતાનું વિચાર બદલ્યોને એમણે એમ કહ્યું કે જોખમી કામોમાં બાળકોને ન જોડી શકાય એનું ઇન્ટરપ્રેસન કોર્ટોએ પણ એવા પ્રકારનું કર્યું કે જોખમી ફટાકડા બનાવવાનું જોખમી કામ બાળકો ન કરી શકે પણ બાળકોની આજીવિકાનો પ્રશ્ન હોય તો બાળકોએ ફટાકડા પેકિંગ કરવાનું કામ કરી શકે જો શિક્ષણ ન હોવાનાં કારણસર રોજગારી ન હોવાના કારણસર આ બધાં કારણોસર આપણા બાળકોએ બાળમજૂરી તરફ જવું પડે છે એટલે બાળકોને બળજબરીથી ક્યાંક આવા પ્રકારના કામોમાં જોડવામાં આવે છે કેટલીક વાર વાલીઓ પણ બેદરકાર હોય છે શિક્ષિત નથી હોતા અને એમના ભાવિ શારીરિક જીવનની ચિંતા કર્યા સિવાય કંઈક અંશે બાળકોને બળજબરીથી કંઈક અંશે એવી નોકરીઓમાં જોડતા હોય છે મને લાગે છે કે હવે સમય પાકી ગયો છે કે બાળમજૂરીને નાથવા માટે આપણે શિક્ષિત વિકસિત વાલી સરકાર તમામ લોકોએ હકારાત્મક પ્રયત્ન કરવો જોઈએ પરિણામદાઈ કામ કરવાનું સમય થઈ ગયો છે